બરાબર હા મેડમ હવે તમારે શાનું લાઇસન્સ કરાવવું છે ટુ વ્હિલરનું કે પછી ફોર વ્હિલરનું

ઓકે ગાડી હં હં ગાડી તમે શીખ્યાં છો આવડે છે બરાબર હવે તમે છે ને જો કોઈપણ ડ્રાઇવિંગ સ્કૂલ હોય ત્યાં જશો ને તો પહેલાં તો તમે ગાડી શીખી લેજો અને ત્યાં ડ્રાઇવિંગ સ્કૂલવાળા પણ તમને જોડે જોડે લાઇસન્સની પ્રોસેસ કરી આપશે એમાં કેવું છે કે પહેલાં તમે ગાડી શીખશો એટલે કાચું લાઇસન્સ આપશે તમારે તમારે અરજી કરવી પડશે હવે તો ઓનલાઈન થઈ ગઈ છે બધી અરજી તમારા ડોક્યુમેન્ટ જે છે ટુ વ્હિલરનું લાઇસન્સ છે એ લાઇસન્સ આપવાનું છે અને તમારું રહેઠાણનો પુરાવો અને ફોટો આઈડી એક જોઈશે એ આપશો એટલે પછી ઓનલાઈન પ્રોસેસ કરી દેશે અને પહેલાં તો કાચું લાઇસન્સ મળશે અને કાચું લાઇસન્સમાં તમારે છે ને ત્યાં જવું પડશે ત્યાં તમારો ડ્રાઇવિંગ ટેસ્ટ કરશે ત્યારબાદ તમને કાચું લાઇસન્સ આપશે અને ત્યારપછી તમે મહિના પછી તમે ફરી પાછું પાકા લાઇસન્સ માટે અરજી કરી શકશો એટલે જો તમને હવે આમ તો પંદર દિવસમાં આવડી જ જાય તો કોઇ બી ડ્રાઇવિંગ સ્કૂલમાં તમે જશો ને તો પંદર દિવસમાં તમને રોજના બે ત્રણ કલાક એ લોકો ડ્રાઇવિંગ કરાવતા હોય છે પછી જ આપશે તમને એટલે ત્યાર સુધી એમાં તમને આવડી જ જશે એમ

દિવસમાં બે કલાક બે કલાક શીખવાડે છે હં હં આવી જાઓ તમે કોઈ વાંધો નહીં કાલે આવી જજો સવારે એમાં જુઓ ને ત્રણ હજાર રૂપિયા છે લાઇસન્સના અલગ થશે

હં અહીંયાંથી જ થઈ જશે પછી હં હં હં અહીંયાથી જ થઈ જશે હા અહીંયાથી જ થઈ જશે

હા બોલો

હં તો એ તમારે પાકું લાઇસન્સ આવી જાય પછી એક વરસ પછી તમે એના માટે ઇન્ટરનેશનલ લાઇસન્સ માટે અપલાય કરી શકો એટલે હે ને સારું તો એવું હોય તો તમે ડોક્યુમેન્ટ લેતાં જ આવજો આવતી કાલે આપણે એ પણ જોઈ લઈશું ઓકે સારું હા સારું ચાલો